મેં મારી લાઇફમાં પ્રથમવાર અ સિફ્ટ ગાડી લીધી એ મારો પ્રથમ અનુભવ છે અને મને બહુ ગાડી સરસ લાગી તેનાથી મને ક્યાંય પણ જવા આવવામાં ઑફિસ ટાઇમ સચવાય છે ક્યાંય પણ ઇમરજન્સી જવાનું હોય તો પણ જઈ શકું છું અને ગાડી પણ બહુ સરસ છે અને પ્રથમવાર લીધી એટલે જરા આમ મને પણ બહુ આનંદ થાય છે મારા ફેમિલીને આનંદ થયો કે ચાલો હરવા ફરવા મળશે અને ગાડી પણ બહુ સારી છે કંપનીની એટલે એમાં મને બઉ સરસ અને સારું લાગ્યું જિંદગીનો પણ સમ અનુભવ છે એટલે આપણને ઉમંગ તો થાય ને આપણે પણ અમ બે પાંચ મિત્રોને બતાવીએ કે ભાઈ મેં આ ગાડી લીધી કેવી છે તમને કેવી લાગી મને તો મારા અ જે હૃદયથી સાચી લાગી કે સારી લાગી એ તો મેં લીધી પણ આ ગાડી લીધી તમને કેમ આ લાગ્યું આ ગાડીની અ ડ્રાઇવિંગમાં પણ સરસ છે એની દરેક વસ્તુઓ સારી છે અ કે રસ્તામાં આપણને ક્યાંય હેરાન ના થઇએ એ રીતની ગાડી છે અને ગાડીથી મને બહુ આમ મારા ફેમિલીને તેમજ મને બહુ આનંદ થઈ ગયો છે કે ભાઈ અમે એક સારી ગાડી લીધી અને સારું અ એમ કે ક્યાંય પણ સફર કરી શકીશું ક્યાંય પણ મિત્રોને મળવા ક્યાંય ટૂર ઉપર જવું હોય તો પણ ક્યાંય તકલીફ ન પડે એટલે એકદમ મને આનંદ અને સારું લાગ્યું કે ભાઈ આ આનો મને બહુ સરસ અનુભવ થઇ ગયો